મારો દોડવાનો સૌથી મોટો વિક્રમ એ છે કે હું એકવાર આઠ કિલોમીટર સતત દોડ્યો હતો જ્યારે મેં એક મેરાથોનમાં ભાગ લીધો હતો હું મારા શાળાના મિત્રો જોડે તેમાં દોડવા ગયો હતો તેમાં અમે લોકો સતત આઠ કિલોમીટર સુધી દોડ્યા હતા એ આજ સુધીનો મારો દોડવાનો સૌથી મોટો વિક્રમ છે હું રોજ સવારે છ વાગે ઊઠીને પાંચ કિલોમીટર દોડવા જાઉં છું જેનાથી મારી સારી કસરત થાય છે મારો ધ્યેય એ છે કે હું દોડીને સ્વસ્થ અને સારું જીવન જીવું